ભારતમાં સૌથી વધુ ઉત્સવો ઉજવતો એક દેશ છે જેમકે નવરાત્રિ ગણેશચતુર્થી શ્રાવણ મહિનાના સોમવાર વાંઝ વગેરે જેવા તહેવારો ઉજવે છે ભારત સાથે સાથે અન્ય રાજ્યના પણ ઉજવે છે જેવા કે પતેતી હોય ઘણા બધા તહેવારો તે ઉજવે છે ક્રિશમશ ડે છે એવા તહેવારો ઉજવતા હોય છે રજાના દિવસો કયા કયા તો કહે પતેતી હોય જન્માષ્ટમી હોય કે નવરાત્રિ હોય પછી રવિવારની રજા હોય આડો દિવસે કોઈ જયંતી હોય ગાંધી જયંતી હોય જેવી ઘણીબધી રજાઓ હોય છે તેની ઉજવણી અમે એ રીતે કરીએ છીએ જે માનો કે નવરાત્રી હોય છે તો દસ દી સુધી અંબેમાનું કે બહુચરાજીમાનું કે બધાં ભગવાનની સ્તુતિ કરતા હોય છે તે મહિનો દી સુધી પ્રેક્ટિસ કરતા હોય છે કે આ ગરબી કઈ રીતે કરવી હોય છે ચાર ચોક હોય છે વચ્ચે મંડપ રાખે છે ત્યાં એક માતાજીનું સ્થાન એક એટલે કે ગરબો રાખે છે આજુબાજુ સ્ત્રીઓ છે નાના બાળકો છે માનો કે બાળકથી માંડીને વૃદ્ધો સુધી બધાં જ ત્યાં હોય છે અને તેઓ ગરબા રમતા હોય છે તે જ રીતે આપણે વધુ ભાગે સ્ત્રીઓ અને મહિલાઓ જ ત્યાં ગરબા રમતા હોય છે તેની ઉજવણી કરતા હોય છે છેલ્લે દશેરાને દિવસે રાવણ નો દશેરા હોય છે ત્યારે રાવણનું વધ થાય છે અને ત્યારે જે છે વાનગી ખવાય છે જલેબી છે ગાંઠિયા છે માનો કે બધી જ વાનગી ખાતા હોય છે નવરાત્રીમાં બી છે ચોળાફળી છે કે માનો કે ત્યારે લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને અને બીજું છે કે જન્માષ્ટમી ત્યારે તો બધાં જ લોકો ત્યારે મેળાઓ થાય છે જન્માષ્ટમીને દિવસે સાતમ આઠમ અને જન્માષ્ટમી ત્યારે રજા પણ હોય છે અને મેળો થાય છે ત્યારે તેની ઉજવણી છે ને ત્યારે જ લોકો સાતમ અને આઠમ એ બેય સાતમ છે તે સ્ત્રીઓ રહે છે અને આઠમ તો બધા જ રહી શકે છે સ્ત્રીઓ જ્યારે સાતમ રહે છે ત્યારે શીતળામાનું મહત્ત્વનું હોય છે કે ટાઢું રાંધેલું ખાવું અને તે જ રીતે આખો દિવસ તેની વાર્તા સાંભળવી તેના ગીત ગાવા આવી જ રીતે તે ફરાળમાં તે ટાઢું જ ખાતા હોય છે સાંજ સુધી અને આઠમના દિવસે બધા જ કૃષ્ણ તેની ઉજવણી છે ને કૃષ્ણના જનમ ત્યારે જન્મ થયો હોય છે ત્યારે તે મથુરા મથુરા અને ગોકુળ

સાંજે કૃષ્ણનો જન્મ દિવસ થાય છે ત્યારે બધા રહ્યાં છે તેઓ તે બાર વાગે કૃષ્ણ જન્મ થઈ જાય પછી જ તે લોકો ઉપવાસ તોડી શકે છે અને ત્યારે નાના બાળકોને કૃષ્ણના જેવો વેશ ધારણ કરીને તેની મટકી પણ ફોડાવતા હોય છે તેને હુંડામાં લઈને તે જ રીતે ડેકોરેસન કરતા હોય છે તે જ રીતે તેની ઉજવણી કરતા હોય છે ક્રિસમસ ટ્રીના દિવસે ઈશુ ખ્રિસ ભગવાનની વાત છે કે તે કઈ રીતે મૃત્યુ પામ્યા વળી પાછા કઈ રીતે તે આવ્યા એની બધી વાત અને તેની ઉજવણી કરતા હોય છે તે જ રીતે ગણેશચતુર્થી ગણેશચતુર્થી ચતુર્થી આવે છે અને લોકો ચાર દિવસ સાત દિવસ ગણપતિબાપાની પૂજા કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે ધામધૂમથી તેને લઈ આવે અને નાચે ગાજે જુદાં જુદાં ભોજન લગાવે અને જ્યારે વિસર્જનનો દિવસ હોય છે ત્યારે તેને પાણીમાં પધરાવતા હોય છે પછી જે જે ચાર દિવસના હોય સાત દિવસના હોય તે જ રીતે બધા નાચે ગાય વગેરે એના ભોગ લગાવે અને તે પણ કરતા હોય છે પછી છે કે દિવાળી હા દિવાળી છે ને દિવાળી છે ને તો રામ ભગવાનનું જ્યારે આવે છે અને તેનું મહત્ત્વ બતાવેલું હોય છે ત્યારે લોકો બધાં જ કઈ રીતે હોય છે તેનું બધું વર્ણન હોય છે કે કઈ રીતે તે રાવણનો વધ કરે છે અને તે ઉત્સવ મનાવતા હોય છે ને તેને તે દિવાળી મનાવે છે આમ તો ઘણા બધા તહેવારો છે રજાઓ પણ ઘણી છે ભારતમાં સૌથી વધુ ઉજવણી તહેવારો હોય કે ગમે તેની હોય પણ મોટા ભાગે ભારતમાં થતું હોય છે